આજકાલ અમારા સોસાયટીમાંથી બધાં લોકોના ઘરનું લાઈટ બિલ ખૂબ વધારે આવે છે આશરે પાંચ હજાર રૂપિયા લાઈટ બિલ આવે છે આ જોઈ મને એવું લાગે છે કે ઉર્જા બચત અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે મારે કશું કરવું જોઈએ હું તમારી સંસ્થા દ્વારા એક વર્કશોપ આયોજિત કરવા માંગુ છું જેમાં ઉર્જા બચતની વિશે અને ટકાવ જીવન પદ્ધતિઓ શીખવાડવા માંગુ છું હું તેમાં મારા સોસાયટીના લોકો અને મારા મહેમાનોને પણ બોલાવીશ જેનાથી બધાંને પર્યાવરણને બચાવવાનું પ્રોત્સાહન મળે